જે લોકોને ગુજરાતી બોલતાં નથી આવડતું તે લોકો સાથે ગુજરાતી ગુજરાતી લોકો તે તે તેમની સાથે ઘણી બધી રીતે વાતો કરે છે જેમ કે ગુજરાતી લોકો હિન્દી બોલીને પણ તે માણસને સમજાવી શકે હિન્દી ન સમજી શકે તો ઈન્ગલીસમાં સમજાવી શકે અને જો ઈન્ગલીસ પણ ના સમજી શકે તો એ વ્યક્તિ એ વ્યક્તિને સમજાવવા માટે ગુજરાતી લોકો ઇશારો કરીને સમજાવે કે આ વાત આવી રીતે હાથથી ઇશારો કરીને પણ એમને સમજાવી શકે છે અને તો પણ ના સમજે તો પછી તે માણસને કોઈ ચિત્ર દ્વારા કોઈ ઇશારા દ્વારા માહિતી સમજાવીને તે વ્યક્તિને સમજણ પાડે છે એટલા માટે ગુજરાતીઓ તે ગુજરાતી ભાષા બોલતાં આવડતી હોય તો એમની પાસે ગુજરાતીને બોલતાં આવડતી હોય એ ભાષા એમની ભાષા બોલીને પણ સમજાવી શકે છે તો પણ એ વ્યક્તિ ના સમજે તો પછી ગુજરાતી લોકો ઇશારો કરીને તેને સમજાવીને સમજાવાની સમજાવાનો ટ્રાય કરે છે